હા હાસ્યના ગુલાલ નામનું એક પુસ્તક મેં વાંચ્યું હતું અને એમાં હું ખળખળાટ હસ્યો હતો કારણ કે એની અંદર અ દાંપત્ય જીવન ટકાવી રાખવા માટે કેવી કેવી મહેનત કરવી પડે છે તેના વિશેની એક વાત હતી એણે મને ખૂબ હસાવ્યાં હતાં